હા એવી અમુક ચીજો છે કે રસોઈમાં ચોખ્ખાઈ રાખવી અને ધ્યાન રાખવું સારું વાતાવરણ હોવું રસોઈ બનાવતી વખતે સારા વિચારો કરવા જેથી કરીને રસોઈમાં સ્વાદ સરસ આવે આપણે નાના બાળકોને રસોઈ બનાવતા હોય ત્યારે એમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી એવા વિચારો કરીને રસોઈ બનાવામાં આવે તો એમાં શુદ્ધતા આવે છે અને બાળકોને પણ ખાવાની મજા આવે છે ક્યારેક અને પીરિયડ્સમાં અમારા ઘરમાં એવું છે કે અમે લોકો ત્રણ દિવસ રસોઈ નથી બનાવતા ત્યારે એને અપવિત્ર માનવામાં આવે છે રસોઈઘરમાં નથી જતા ત્રણ દિવસ આવું ઘણાંના ઘરમાં હોય છે અમારા ઘરમાં પણ એવું છે અને રસોઈ બનાવતી વખતે સવારે નાહી ધોઈ અને પછી જ રસોઈઘરમાં જાય જઈ શકાય એવું ઘણાના ઘરમાં રિવાજ હોય છે